હમણાં સુધી હું નથી જોડાઈ કોઈ બી આવા ક્લબમાં રનીંગના ક્લબમાં કે કોઇ બી જૂથ સાથે હું હમણાં સુધી નથી દોડી પણ જો મને મોકો મળે તો મારે જોડાવવું છે કેમકે મને એવું લાગે છે કે કોઈક ટ્રેનર હોય તો એના અંડરમાં અગર આપ અગર આપણે ટ્રેનિંગ લઈએ તો એમાં જે રીઝલ્ટ્સ હોય છે તે વધારે સારા મળે છે અને આવા કોઈ ક્લબને જોઈન કરવાથી મને બીજા લોકોને મળવાનું ચાન્સ બી મળશે અને શરીર બી વધારે સારું રહેશે હમણાં મારી જે પ્રેક્ટિસ ચાલી રહી છે દોડવાની એ વધારે ટાઈમ માથે માટે નથી હોતી પણ જો હું આવા કોઈ ક્લબમાં જોડાઈશ તો એ વધારે ટાઈમ માટે રહેશે અને ત્યાં વધારે લોકો હોય તો એક નેચરલ વાત છે કે માણસને વધારે મજા બી આવે એટલે હવે હું એક્ચ્યુલી ગોતી જ રહી છું કે મને કોઈ એવું કલબ મળે અને જો મળશે તો હું પાક્કી એમાં જોડાઈ જઈશ